ભારતની આબોહવા ખૂબ જ સુંદર છે અને ભારતની આબોહવા માં અલગ અલગ પ્રકારની તમને આબોહવા જોવા મળે છે કોઈક જગ્યાએ તમને વરસાદ પડતો દેખાશે કોઈક જગ્યાએ ગરમી હશે તો કોઈક જગ્યાએ થોડી ઠંડી હોય છે અને ભારતની આબોહવામાં અલગ અલગ જગ્યાએ જે આબોહવા હોય છે એમાં અલગ અલગ જે જે આબોહવા હોય છે એમાં અલગ અલગ જગ્યાએ ફરવા જાવાની ખૂબ જ મજા પડે છે અને સૌથી વધું ઠંડી પળે છે કશ્મીરમાં અને સૌથી વધું ગરમી પડે છે સાઉથમાં અને સૌથી વધું ચોમાસું અને વરસાદ પડે છે મેઘાલયામાં આ રીતે ભારતમાં ત્રણે ત્રણ ઋતુમાં અલગ અલગ જગ્યાએ ફરવાની પર્યટકોને મજા આવે છે અને લોકો ત્યાં આનંદ માણે છે અને લોકો ત્યાં ખાય પીએ છે અને આ રીતે ભારતની આબોહવા ખૂબ જ બધાંને માફક આવે છે અને આ રીતે ભારતની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું અને આ રીતે ભારતની આબોહવા આ ઋતુઓ ઇંજોય કરવાને આનંદ માણવાને લોકો જાય છે અને આનંદ માણે છે અને મારી આરે એના માટે મને મારા ભારત દેશમાં રહેવું ખૂબ જ ગમે છે કારણ કે ભારત જેવી આબોહવા ને ભારત જેવી ઋતુઓ તમને દુનિયાના બીજા કોઈ બી દેશમાં જોવા મળતી નથી